ગુજરાતમાં મનોરંજન અને રાત્રિજીવનમાં આણંદ અહેમદાબાદ રાજકોટ સુરત ખૂબ જ પ્રખ્યાત છે આણંદમાં તમારે જો રાત્રે ઈન્જોય કરવું હોય તો તમે ખાઉ ગલી છે સ્ટ્રીટ ફૂડ છે તમે રાત્રે લોંગ ડ્રાઈવ પર નીકળો તો તમને બધા નજારા જોવા મળે અને તમને પબ્લિકનો બી ખૂબ જ સારો રિસપોન્સ મળે છે તમે ક્યાંક ખાવા જાઓ તો તમારા પાસે બે પાંચ પૈસા ન હોય તો બી તમને ફ્રીમાં બી ખવડાવે છે કેટલી વખત ને સારું હોય છે જેમ કે તમને ફરવા આવો તો રાતનું જે વ્યુ છે એ ખૂબ જ આનંદમય હોય છે કેમ કે તમે નીકળો તો અલગ અલગ જાતની તમને શું કહેવાય બિલ્લીન્ગોમાં લાઇટ થતી હોય અને આમ તમને એકદમ માહોલ મેળો જ ભરાતો હોય એવું તમને માહોલ થાય અને તમારું આનંદમય જાય અને તેથી રાત્રિજીવન ખૂબ જ સારું છે અને આ મારો મંતવ્ય હતો જેથી મને લાગે છે કે આણંદ માં બહુ મજા આવે એવી વસ્તુ છે